આ આ ધર્મના લોકો બધા જ ધર્મના લોકોને સરખા જ માને છે એમની સાથે ભેગા થઈને બધા તહેવારો મનાવવા દરેક એમની ખુશીઓમાં ભેગા થવું દરેક પ્રસંગોમાં બધા સાથે ભેગા થઈને એક બીજાના તહેવારો ઉજવવા અને એકબીજાની તકલીફમાં સાથે ઊભા રહી એ રીતેનો ધર્મ જોઈએ છે આ પ્રદેશના જે લોકો છે એમાં સૌથી વધારે બીજા ધર્મના લોકો અને બીજી સંસ્કૃતિના લોકો વસેલાં છે અને એ લોકોમાં સૌથી વધારે એ છે કે બીજા લોકો જે બીજા પ્રદેશના કે બીજા ધર્મના લોકો અહીંયા વસવાટ કરે છે એમની સાથે એ લોકો એક જેવો સંબંધ અને એક જેવો મિલાપ રાખે છે કોઈપણ જે જાતનો ધર્મ કે જ્ઞાતિ જાતિનો કોઈ ભેદભાવ રાખતા નથી એ લોકો કોઈનું પણ ખરાબ વર્તન કે ખરાબ વ્યવહાર કોઈપણ માણસ સાથે કરતા નથી અને સૌથી વધારે કે એ લોકો કોઈનું ખરાબ વિચારતા નથી જેથી આપણાં દેશના લોકોમાં અહીંયા સૌથી વધારે લોકો બહારથી આવીને અહીંયા વસે છે અને અહીંયા અત્યારે સૌથી વધારે તમને જે ગુજરાતી માણસો છે એનાથી વધારે સૌથી વધારે હિન્દી લૅંગ્વેજવાળા હિન્દી ભાષાવાળા અથવા તો બીજી કોઈ અલગ જ ભાષાના માણસો અહીંયા સૌથી વધારે રહેતા જોવા મળે છે કેમકે એ લોકો બધા સાથે હળીમળીને અને સૌને હળમેળ રાખીને જ કામ કરે છે પછી એ કોઈપણ વસ્તુ હોય કે પ્રસંગ હોય કે પછી કોઈ તહેવાર હોય કે પછી ધંધો હોય અને જે રોજિંદી જિંદગીમાં પણ જે કોઇપણને મદદ કે જરૂરિયાત ઊભી હોય તો એ લોકો ત્યાં ઊભા રહે છે અને એ લોકોને મદદરૂપ થાય છે એટલે આ પ્રદેશના લોકોમાં કોઈપણ જાતનો ધર્મ કે લોકો માટે કોઈ જ ખટાશ નથી